વજન વધારવા માટે ગામમાં પ્રચલિત ઘરગથ્થું ઉપાયો તો તે હું મુદ્દા વાક્યમાં જણાવીશ તો કહે પહેલું છે પોષક આહાર લેવો જોઈએ બીજું દૂધ સાથે ગોળ ખાવું જોઈએ સૂકા મેવા લેવા જોઈએ ઘી અને ખાંડ ખાવી જોઈએ પછી કેળાં અને દૂધ ઉકાળા પીવા જોઈએ કઠોળ ખાવું જોઈએ પાણી ખૂબ વધુ માત્રામાં પીવું જોઈએ યોગ અને વ્યાયામ કરવો જોઈએ વજન વધારવા માટે પોષક યુક્ત આહાર ખાવો ખૂબ જરૂરી છે કારણ કે તેનાં કારણે જ આપણું શરીર વધુને વધુ ગ્રો કરી શકે જેમાં દૂધ છે ઘી માખણ દહીં વનસ્પતિ તેલ સૂકા મેવા વગેરે દરરોજ એક ગ્લાસ દૂધ અને ગોળ નાખીને પીવું જોઈએ અને આ વજન વધારવામાં પ્રાચીન ઉપાય છે સૂકા મેવા ખાવા જોઈએ જેવાં કે બદામ કાજુ અખરોટ અને સારા પોષણવાળા હોય જેનાથી વજનમાં સારો એવો વધારો થાય છે ઘી અને ખાંડ ખાવી જોઈએ ચમચી ઘી ખાંડને ભેળવીને ખાવું જોઈએ આ મિશ્રણથી કોષિકાઓને મજબૂત કરે છે અને તે કોષિકાઓ મજબૂત થાય સરવાળે વજન વધે છે અને તે તંદુરસ્ત રીતે વજન વધારવામાં સહાયતા રહે છે કેળાં ખાવાં જોઈએ અને દૂધ પીવું જોઈએ દરરોજ સવારે કેળાં અને દૂધ ખાવાથી શરીરમાં ખૂબ સારો એવો ફેરફાર થાય છે અને શરીરને પોષણ મળે છે જેથી તે શરીરને પ્રોટીન અને કેલ્શિયમ પૂરા પાડે છે શરીરને ગ્રો કરવામાં ખૂબ જ મહત્ત્વનું છે પછી દેશી ઉકાળા તો કહે દેશી ઉકાળા પણ પ્રાકૃતિક રીતે એક ખૂબ જ પ્રચલિત છે તો કહે જે વજન વધારવા માટે ઉત્તમ અને સારા છે તેની અંદર ખૂબ સારા પ્રમાણમાં વિટામિન અને પોષક દ્રવ્યો આવેલાં હોય અને તે સારી રીતે શરીરને વજન વધારવામાં ઉપયોગ કરે છે કઠોળ ખાવાં જોઈએ કઠોળની અંદર દેશી કઠોળ એ ખૂબ જ શરીરને સારી રીતે ઊંચાઈ અને વજન વધે ઊંચાઈ પણ વધારે છે અને વજન પણ વધારે છે જેમાં મગ છે ચણા સોયાબીન રાજમા વગેરે કઠોળનો ઉપયોગ કરી ખૂબ જ સારી રીતે વજન વધારવામાં ઉપયોગ થાય છે શરીરને સારી રીતે ગ્રો કરવા માટે પાણી પણ પીવું જોઈએ શરીરમાં શરીરના દસ ટકા જેટલું પાણી પીવું જોઈએ કારણ કે શરીર એ આપણી માની લો કે ચાલીસ કિલા વજન હોય તો આપણે તેના દસ ટકા એટલે કે ચાર લિટર પાણી પીવું જોઈએ એ સારી રીતે થાય છે અને તે શરીરને સારી રીતે મદદરૂપ થાય છે યોગ અને વ્યવસાય વ્યાયામ ગામડામાં લોકો ખેતી કરતાં હોય છે જેનાથી તેને વ્યાયામની જરૂર નથી પણ શહેરી લોકોને ખૂબ જ વ્યાયામની જરૂર હોય છે સિટી લેવલ રહેતાં લોકોની યોગ અને વ્યાવધન કરવો જોઈએ કે જેનાથી તેને પાચન ક્રિયામાં પણ વધારો થાય અને તેને શારીરિક ફેરફાર પણ થાય છે ઘરગથ્થું ઉપાયોમાં આ કેટલાક ઉપાયો ખૂબ જ સારા છે જેનાથી શરીરને આપણે સારી રીતે ગ્રો કરી શકીએ વજન વધારી શકીએ અને ખૂબ જ ઉપયોગી થાય છે